ઋત્વિક ચૌહાણ જીગ્નેશ પટેલ લખન ઠાકોર પ્રેય પટેલ અભિષેક પટેલ ચંદ્રેશ ઝાલા જીગ્નેશ સાવલિયા પારસ ખાંભલા મહેશ ગલથરીયા જય નકુમ જયેશ બાંભણિયા વ્રજ પટેલ દેવ પ્રજાપતિ પાર્થ પટેલ રવિ વાટલીયા દીપ સુતારિયા દિશાંત વાટલીયા જીતુ પ્રજાપતિ પ્રાંજલ સોલંકી માહિર ભાઈ પરમાર મિહિર ભાઈ દામોટ પ્રીત શાહ હાર્દિક મારૂ વૈભવ પંડયા સતીસ વાઘોસી